મને એકવાર બધા જ કર્મચારીનો આરોગ્ય અને સુખાકારી પહેલ વિશે પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો જેમાં કર્મચારીઓની સ્વાસ્થ્ય અને તણાવનો ઘટાડો કેવી રીતે કરવો તે માટે કાર્યક્રમ યોજાવા અને તેનાથી શું લાભ થાય જ્યારે મેં શરુઆત કરી ત્યારે મને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો જેવી કે માહિતી ભેગી કરવી મૂલ્ય આંકણી કરવી કઇ રીતે પ્રોજેક્ટને આગળ વધારવો એવા ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો પણ મેં બધા કર્મચારીઓના તેમના લાભ વિશે સમજાવ્યું પૂરતી માહિતી આપી અને તેમના આ જ પ્રકારના સપોર્ટથી મેં મારો આ પ્રોજેક પૂર્ણ કર્યો અને અમે ટીમમાં સાથે કામ કર્યું અને આ સ સમય મર્યાદામાં રહીને આ પ્રોજેક પૂર્ણ થયો અને આરોગ્ય અને સુખાકારીના ઘણા ફાયદા થયા તેમના જીવનમાં શારીરિક અને માનસિક બદલાવ આવ્યા જેથી અમને ફાયદો થયો અને આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો